ગયે વર્ષે સોળ દસ છ બે હજાર ત્રેવીસના રોજ અમે અહીંયાથી ચાળીસ જણ નેપાળના પ્રવાસે ગયેલા એ નેપાળના પ્રવાસમાં અમે પોતે ચાળીસ હું તો એજેડ માણસ હતો મારા સન અને ડોટરઇન લો સાથે અને બીજા એમનું ફ્રેન્ડ સર્કલના કપલો સાથે અમે નેપાળ ગયા નેપાળની અંદર મુક્તિનાથ મહાદેવ અહીંથી ગોરખપુર ઉતરી અને ગોરખપુરથી નેપાળમાં પહોંચ્યા નેપાળની અંદર જઈને ત્યાંથી પોખરા ખાતે મુક્તિનાથ મહાદેવમાં મુક્તિનાથ વિષ્ણુ મંદિરે ગયા જે વિષ્ણુ મંદિરમાં એવું કહેવાય છે વિષ્ણુને કે તુલસીએ એમને જલંધરની પત્ની તુલસીએ એમને અભડાવેલાં જેથી તુલસીએ એમને શ્રાપ આપેલો કે તમે પાષાણ થઈ જાઓ એ પાષાણની અંદર એ પોતે પાષાણ થયા અને એ પાષાણમાંથી મુક્ત થવા માટે પોખરા ખાતે મુક્તિનાથ મહાદેવ મ મંદિર છે ત્યાં આગળ આવ્યા અને ત્યાંથી એ ત્યાં એમનો શ્રાપ પૂર્ણ થયો ત્યાં મુક્તિ મા મુક્તિનાથ વિષ્ણુધામ મંદિર છે જે ઘણું સુંદર છે અને ઘ ઘણા લોકો ત્યાં આવે છે ત્યારપછી અમે કાઠમંડુ ખાતે ગયા અને કાઠમંડુની અંદર પશુપતિનાથ મંદિર જે ભગવાન શિવ પોતે પશુનું રૂપ ધારણ કરીને ભી પાંડવોથી દૂર ભાગવા માટે આ પ્રક્રિયા કરી અને એમનો જે પૂંછનો ભાગ હતો તે પીઠનો ભાગ ભીમ જોઈ ગયો અને ભીમે એ પીઠના ભાગને પકડી રાખ્યો જે પીઠનો ભાગથી એમનો જે એ થયું તે કેદારનાથ મંદિર છે કેદારનાથ થયું અને એમનો મુખ મુખનો ભાગ પશુપતિનાથ ખાતે ખુલ્યો જ્યાં આગળ ઘણો મોટો નંદી છે અને પશુપતિનાથનાં દર્શન કરવાથી સઘળાં પાપ મુક્ત થઈ જાય છે એવું આપણા ધર્મ શાસ્ત્રો કહે છે અને એ ઘ એ પ્રવાસ ઘણો જ સુંદર રહ્યો ત્યારબાદ અમે ફરી અહીંયાથી સિનિયર સિટીઝનો દાંડી કૂ દાંડીનો ઓગણીસો ત્રીસમાં ગાંધીજીએ દાંડીકૂચ કરેલી એ દાંડીકૂચના સ્થળ જોવા માટે ગયા જ્યાં આગળ દાંડીની અંદર અમદાવાદથી નીકળીને ગાંધીજી દાંડી ખાતે મી મીઠાનો સત્યાગ્રહ કરે છે જેની પ્રતિકૃતિઓ ઊભી કરીને આખું વિકસાવેલું છે ત્યારબાદ અમે ઘણી વખતે અહીંયા આગળ અમારા સિનિયર સિટીઝનો ભેગા થઈને નાના નાના ટૂંકા પ્રવાસો કરીએ છે જે અહીંયા નજીકની અંદર ઝરવાણી છે અમારા સિનિયર સીટીઝન શ્રી ભારતસિંહ માધરોડાની ટેકરીનો પ્રવાસ છે આવા બધા પ્રવાસો કરીને અમે આનંદ મેળવીએ છે મોટેભાગે સિનિયર સિટીઝનો આવા ટૂંકા પ્રવાસ કરે એ વધારે સારું છે બહુ લોંગ રુટ પર જવું એ અત્યારના તબક્કે સિનિયર સિટીઝનો માટે ન નકામું કરી આમ સારું છે પરંતુ એમની તબિયતનું ધ્યાનમાં રાખીને જે ટૂંકા પ્રવાસ કરવા એ વધારે સુંદર છે બોલો હવે